આમ તો હું વાત કરું તો ગુજરાતનાં આ બધાં જ જિલ્લાઓમાં પોતાની આગવી વિશેષતાઓ રહેલી છે અને એક ગુજરાતી તરીકે મને આ જવાબ આપતા આનંદ થાય છે કે કે હું ગુજરાતની વિશેષતા વિષે તમને વાત કરી રહ્યો છું જેમાં આપણે પહેલાં ખોરાકની વાત કરીએ તો મોહનથાળ પૂરી શાક રોટલી દાળ ભાત ગોટા ડાકોરના ચટણી પાપડ લીલા તળેલા મરચાં રસ દહીં અને બધું જ તે અને ખાસ કરીને કાઠિયાવાડી થાળી આપણે ખૂબ જ વખણાય છે કાઠિયાવાડી થાળી એકવાર ખાવ તો પછી તમે બીજીવાર આવો આવો ને આવો તે અને રાજકોટમાં આપણે આમ રાજકોટમાં આવો આપણે સૌરાષ્ટ્રમાં તો રાજકોટમાં દાળ પકવાન ખૂબ જ પ્રખ્યાત છે અને પછી આમ ભાવનગર જાવ તો ભાવનગરી ગાંઠિયા છે પછી જામનગર જાવ તો જામનગરી ઘૂઘરા ખૂબ જ વખણાય છે હવે હવે હુંતો અને હવે હું તમને કહું તો ગુજરાતીઓની ગુજરાતીઓની મનગમતી વાનગીની વાત કરું તો ખમણ ઢોકળાં ફાફડા જલેબી થેપલા ખાખરા અને અને ઊંધિયું આ બધું જ તે હોય છે